હા મને પુસ્તક વાંચવું બહુ જ ગમે છે બધી લાઈફ હાથમાં બુક લઈને પુસ્તક વાંચવું પણ એટલું જ ગમે છે અને ઈલેક્ટ્રોનિક એપ ઈ બુક જેને આપણે ઈ બુક કહીએ છીએ એ ઈ બુકથી પણ મને વાંચવાનું ગમે છે મને બંને રીતે વાંચવું ગમે છે ક્યારેક કેવું થાય કે આપણને વાંચવું પુસ્તકમાંથી વાંચવાનો કંટાળો આવતો હોય કે અમુક બુક્સ એવી હોય છે કે જે હજી સુધી લાઈવ તમે ન લઈ શકો ઘણી વાર એવું થાય છે કે પુસ્તકો આપણે લઈએ એકવાર વાંચી લઈએ પછી એને આપણે બીજીવાર પાછું વાંચવાનું મન થાય તો પુસ્તક એકવાર વાંચીને પછી પડ્યું રહે છે જ્યારે ઈ બુક છે તો એ ઈ બુક કેવું છે કે તમે ડાઉનલોડ કરી લો અથવા તો કે લાઈવ તમે એને યુઝ કરી શકો છો એ તમે એ સમયે આખી વાંચી શકો છો અને પછી તમે એને જવા દઈ શકો છો ફાયદાઓ તો બંનેના છે અને મને બંને રીતે વસ્તુ ગમે છે પણ ઈ બુકમાં થોડું એવું છે કે તમે ડાયરેક્ટલી વાંચી શકો છો જ્યારે વાંચી લીધા પછી પુસ્તક કશું આમ જોવા જઈએ તો કંઈ કામ નથી આવતું જ્યારે ઈ બુક છે એ તમે ડાઉનલોડ કરી વાંચી અને પછી તમે એને ડિલીટ કરી શકો છો અથવા તો કે ડાઉનલોડ ન કરો તો પણ તમે એને યુઝ કરી શકો છો હા મેં ઓડિયો પુસ્તક વાંચ્યું છે એ એક મેં એક સિક્રેટ બુક છે સિક્રેટ કરીને બુક છે એ એક એનું વાંચન મતલબ ઓડિયો બુક પુસ્તકથી વાંચ્યું છે ને બીજું ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ એક નોવેલ છે એ નોવલને પણ મેં ઓડિયો વાયા ઓડિયોથી અ સાંભળી અને વાંચન કર્યું છે એનું તો હા મને બંને વસ્તુ એટલી જ અંશે એટલા જ ઔશથી ગમે છે